હેલ્લો તમે ઉબરમાંથી બોલો છો હું દિપ્પલ ટંડેલ બોલું છું મારી તેર તારીખની ટેક્સી બુક થએલી હતી તો હવે મારું જવાનું કેન્સલ થયું છે તો તમે મને પાછા રિફંડ આપી શકો

પણ મારે જવાનું નથી કેન્સલ થયું છે તો મેં એડવાન્સ બુક કરાવેલ છે તો હવે મને નથી જવું તમે મને પાછા આપો અચ્છા બે દિવસમાં પાછા કરી દેશો સારું જેટલું જલ્દી બને એટલું રિફંડ કરી દેજો ચોક્કસ સારું